નમસ્કાર મેં તમને થોડા સમય પહેલાં ફોન કરી અને ઓડર લખાવ્યું હતું જેમાં મેં મન્ચુરિયન ડ્રાય પનીર ટીક્કા અને પાઉં ભાજીનું લખાવ્યું હતું પણ હવે મને તેમાંથી અમુક વસ્તુઓ નથી જોઈતી એટલે તમે કૃપા કરી મારો ઓડર ફરીથી લખશો કે જેમાં પનીર ડ્રાયની જગ્યાએ પનીર ગ્રેવીવાળું અને પંજાબી શાક અને પાઉં ભાજી મને જોઈએ છીએ અને જે ગ્રેવીવાળું પનીર છે તેને તમે કૃપા કરી સરખી રીતે બાંધજો જેથી તેમાં ગ્રેવી ઢોળાઈ ન જાય અને મને આશા છે કે મારી ઘરે તે વસ્તુ પહોંચે તે જલ્દીથી પહોંચી જાય અને તે ઠંડી ન થઈ જાય એટલે મારું ઓડર ફરીથી જે બદલાવી અને મને કૃપા કરી જલદીથી મોકલજો